અત્યારે ગ્રામીણ વિસ્તારમાં તમે જોવા જશો તો ગીલી દંડા છે હવે ગીલી દંડાના ફાયદા તમે જોશો કે એક તો એમાં ગીલીથી દંડો મારીને આગળ જઈને દોડવાનું હોય છે જે શરીરને પણ કસરત મળી રહે છે જે શરીરના ફાયદા પણ દોડવાથી ઘણા થતા હોય છે જે તમે પણ જોઈ શકો છો